પુસ્તક અને લેખક લોકો મને ગમે છે પરંતુ મારા પાસે એટલો ટાઈમ નથી હોતો કે દરેક પુસ્તક અને એને બદલે મુલાકાત લઉં પરંતુ જે વિનરને સૌથી જત યુનિવર્સિટીમાં સેન્ટ્રલ લાઇબ્રેરી છે તેને તેની મેં મુલાકાત લેયા કરું છું અને તેનામાં અનેક પ્રકારના પુસ્તકો હોય છે જે બેમાંથી મને અનેક પ્રકારના તોય મને એવું ના હોય કે ખાલી ગુજરાતી કે હિન્દી તેમાં દરેક પ્રકારના સબ્જેક્ટના પુસ્તકો છે તે બસ કે તેમાં અનેક સામયિકો પણ છે કે જેનાથી મને બીજી ભાષાઓ ખૂબ બીજી ભાષાઓ વાંચવાનો આનંદ બીજો સબ્જેક્ટ વાંચવાની પણ મને મને ઉપહાસ મળ્યો અને તેથી પુસ્તકાલયની હું મુલાકાત લઉં છું તેનાથી હું ખુશ છું મારા ઘરમાં પોતાની પુસ્તકાલય નથી પરંતુ મારી ડ્રીમ મારું ડ્રીમ છે કે હું મારા ઘરમાં એક પુસ્તકાલય બનાવું એક લાઇબ્રેરી બનાવું કે જેમાં દરેક પ્રકારના પુસ્તકો હોય મને મોસ્ટલી ઊલટી નૉવેલ્સ વાંચવાનું ગમે છે તો હું જ્યારે પણ લાઇબ્રેરી બનાવીશ તો તેમાં મેં મોસ્ટલી મને ખબર છે તેવી કામિલ કે આબે હયાત જેવી તમામ પ્રકરણની પ્રકારની પુસ્તકોમાં સમાવેશ કરીશ અને તે અંગે મેં દરેક મોસ્ટલી મારી ઈચ્છા છે કે હું બીજી ભાષા પણ શીખું અને તેની તેના પુસ્તકો ઓરીજનલ જે અનુવાદ અનુવાદ મળે છે પરંતુ તે સિવાય બી કે જેમ કે મરાઠી કે બંગાળી જેવી ભાષા અને શીખવા અને તેના ઓરીજનલ જે ઓરીજનલ તેનો બુક છે તે હું વાંચી શકું તે કાંઈક મને સને મેં મારા પુસ્તકાલયમાં ગુજરાતી હિન્દી ઉર્દૂ ઇંગ્લિશ એન્ડ જર્મની એન્ડ ટુર્કલીશ એન્ડ ગુજરાત બંગાળી મરાઠી જેવા પુસ્તકોને યાદી બનાવીશ અને તેને હું મારા પુસ્તકાલયમાં એડ કરીશ